હા અરે ભાઈ હવે અમ ગરમી બહુ જબરદસ્ત છે અમદાવાદમાં હા અરે અરે પિસ્તાલીસ ડિગ્રીની લગભગ તાપમાન છે અને હાઈ એલેર્ટ છે એટલે બાર થી ચાર પાંચ તો બપ બહાર નિકળવાનું છે જ નઈ અને હું તો ગરમીના હિસાબે બે દિવસથી રજા પર છું હા હા એટલે બપોરે તમે અમદાવાદ શહેરના રોડ તમે જુઓ એટલે સુમસામ અને એક વાગ્યાથી પાંચ વાગ્યા સુધી તમે રોડ પર કોઈ મળે જ નહીં તમને હા હા અરે હાઈ હાઈ હાઈ એલેર્ટ કહો હાઈ એલેર્ટ હા એટલે લોકોએ શું છે જો લો હા ચાર પાંચ દિવસથી પડે છે અને હજુ બી રહેવાની છે હા એટલે લોકો એ શું છે કે ભાઈ ઠંડા પાણી માટે શું છે કે કૂલર મૂક્યાં છે રોડ ઉપર ને સરકારે બી સારા પ્રયાસો કરે છે કે ચાર રસ્તા પર જે ટ્રાફિક સિગ્નલ બંધ હોય છે ને ત્યાં બી મંડપ લગાવ્યા છે એટલે ગરમીથી શું છે કે લોકો પ્રેસર ઓછું ના થાય અને લોકોની જાન ને હા લોકોનો જીવ ના જાય એમ હા સરકાર એટલે બહુ રો પ્રયાસ કરે છે જનતા માટે હા હા અને દિવસે દિવસે આ ટેમ્પરેચર વધારે થતું જા છે હા ચાલીસ ડિગ્રી પછી એકતાલીસ બેતાલીસ તો શું છે કે પિસ્તાલીસ ડિગ્રી સુધી ટેમ્પ ટેમ્પરેચર જતું રહ્યું છે હા પિસ્તાલીસ ડિગ્રી સુધી હા એટલે શું છે કે ગુજરાત તો અત્યારે સમજ લો અમદાવાદ ગુજરાત તો હાઈ એલેર્ટ પર છે એમ હા એટલે તમને કહું છું ને તમને કહું છું ને ગરમી ગરમીનાં લીધે બે દિવસથી હું જૉબની રજા પર છું બોલો કે બહાર નીકળવાનું મન જ નથી થતું એમ હા હા અને સ્કૂલો શું છે ગુજરાત સરકાર શું છે કે અઠવાડિયુ વેકેશન લંબાવશે બાર તેર તારીખે સ્કૂલો ખૂલે છે એટલે અઠવાડિયું પાછી જશે એમ હા હા ચાલો હોં ઓકે ઓકે હા